ગુજરાતમાં જોઈએ તો અત્યારે હું રાજકોટમાં રહું છું તો રાજકોટના ઘણાં બધે એવી જગ્યાઓ છે જયાં જઈને લોકો આનંદ માણે છે અત્યારે અટલ સરોવર બની ગયું છે તો ત્યાંભી લોકો જાય છે અને નજીકમાં જોઈએ તો જુનાગઢ જુનાગઢ ગુજરાતનું સૌથી વધારે ફરવાલાયક સ્થળોમાંનું એક જ છે જેમાં સૌથી મુખ્ય તો આપણે જોઈએ તો ગિરનાર પર્વત છે ત્યાં લોકો ચઢવા માટે જાય છે પરંપરાગત રીતે જોઈએ તો ત્યાં એની પદયાત્રા કરતાં હોય છે લોકો એની પરિક્રમાનું પણ ખૂબ જ મહત્વ છે પછી ત્યાં ભવનાથ તળેટી છે ભવનાથ તળેટીમાં મહાદેવનું મદિર છે જે ઘણું બધું સરસ મજાનું આપણે એવું મજા આવે બેસવાની એવું એવી સરસ એવી જગ્યા છે અને ત્યાં બોળદેવીનું મંદિર છે ત્યાં ઘણાં બધાં એવા મંદિર છે ઘણાં બધાં એવા આશ્રમો છે જયાં સાધુ સંતોનું પ્રવચન હોય છે સાધુ સંતોને આપણે મળી શકીએ છીએ અને હા વધારે સાધુ સંતો ક્યારે દેખાય છે જ્યારે મહાશિવ રાત્રીનો મેળો થાય છે ભવનાથમાં ઈ મેળામાં લોકો દેશ વિદેશથી કહી શકાય અથવા તો ગુજરાતની બહારથી કહી શકાય એ ઘણાં બધાં લોકો ઈ મેળામાં આવે છે અને આનંદ માણે છે ઈ મેળામાં મોસ્ટલી આપણે જોઈએ તો સાધુ સંતોનું અને ધાર્મિક રીતે વધારે મહત્વ છે ઈ મેળો આપણે સાદગીથી જે મેળો બાળકો માટે હોય છે એ પ્રકારનો નથી હોતો ધાર્મિક રીતે એનું ખૂબ જ મહત્વ છે ત્યાં સાધુ સંતો ઘણાં બધાં આવે છે જે અલગ અલગ દેશ વિદેશમાંથી અલગ અલગ જગ્યાએથી આવતાં જોવા મળે છે પછી જોઈએ તો ત્યાં ઉપર કોટ છે ઉપર કોટમાં ફરવા લાયક ઘણું બધું બની ગયું છે હવે તો વિકસિત થઈ ગયું છે ઘણું બધું અધરવાઇઝ જોઈએ તો આપણે પાટણ છે પાટણમાં રાણીકી વાવ છે જે ખૂબ જ હિસ્ટોરિકલ પ્લેસ માનવામાં આવે છે એનું એ જગ્યાને ખૂબ જ ધાર્મિક રીતે પણ એવી માનવામાં આવે છે અને આમ જોઈએ તો વડોદરામાં ઘણાં બધાં એવાં પેલેસ છે ઘણી બધી એવી જગ્યાઓ છે જયાં ફરવા લાયક જઈ શકાય છે વડોદરાની બાજુમાં જોઈએ તો પાવાગઢ મંદિર છે પાવાગઢ મંદિરમાં જઈ શકાય છે પછી આપણે જોઈએ તો દ્વારકા છે દ્વારકામાં દ્વારકાધિશનું મંદિર મુખ્ય છે તે મંદિરમાં આપણે જોઈએ તો દ્વારકાધિશ જે રાજાધિરાજ કહેવાય છે એમનું ખૂબ જ એવું ધાર્મિક રીતે ઘણાં લોકો એને ખૂબ જ વધારે પ્રમાણમાં માને છે અને જોઈએ તો દ્વારકાધિશ રૂક્ષ્મણી મંદિર છે ત્યાં ગોમતી ઘાટમાં નહાવા માટે લોકો આવે છે ગુજરાતની બહારના લોકો પણ ઘણાં બધાં આવે છે ત્યાં પછી આગળ શંકરાચાર્ય ત્યાં આદિ શંકરાચાર્યની શક્તિ પીઠ ત્યાં છે તો ત્યાં આદિ શંકરાચાર્યનું પણ ખૂબ જ એવું મહત્વ માનવામાં આવે છે એની આજુબાજુમાં જોઈએ તો નાગેશ્વર મંદિર છે જે જ્યોર્તિલિંગ માંનું એક ગણવામાં આવે છે ઈ નાગેશ્વર મંદિર હોવાથી ત્યાં આજુબાજુમાં ઘણાં બધાં વિકસિત એવા નાગેશવન બની ગયું છે જયાં સરસ મજાનું બગીચો એવો ફરવાલાયક બાળકોને ગમે એવું જગ્યા એ બની ગઈ છે ત્યાં એના અથવામાં જોઈએ આપણે તો સેમ જ્યોર્તિલિંગ આપણે ગુજરાતમાં સોમનાથ છે વેરાવળ સોમનાથ સોમનાથમાં પણ મહાદેવ છે તો ત્યાં પણ ઘણાં લોકો બહારથી ગુજરાતની બહારથી પણ દર્શન કરવા માટે આવે છે તે જ્યોર્તિલિંગ માનું એક હોવાથી તેનું મહત્વ ખૂબ જ વધારે અહીંના લોકોના મનમાં એમનું ધાર્મિક રીતે ખૂબ જ વધારે મહત્વ છે ત્યાં દરિયો પણ છે તો દરિયા કિનારે પણ લોકો ઘણાં બધાં આવતાં હોય છે એના પછી જોઈએ આપણે તો ગાંધીનગર છે ગાંધીનગરમાં પણ ઘણું બધું એવું જોવા માટે કહી શકાય અને સાપુતારા છે અંબાજી છે માઉન્ટ આબુ છે અંબાજી માઉન્ટ આબુ ત્યાં લોકો હિલ સ્ટેશન તરીકે એને કનસિડર કરવામાં આવે છે ત્યાંભી એ ઘણાં બધાં લોકો જતાં હોય છે ફરવા માટે જે ખૂબ જ આનંદ માણવા માટેની જગ્યા છે અને હા આગળ મેં જે જૂના ગઢનું મેન્સન કર્યું એવી રીતે જુનાગઢમાં આજુબાજુમાં સાસણ ગીર સાસણ ગીરમાં એટલા સિંહ છે જેટલા પૂરી દુનિયા ના સિંહને આપણે લઈએને એટલા જ સિંહ સાસણ ગીરમાં છે તો ઈ એક ખૂબ જ સારી એવી વાત છે ગુજરાતની સારી એવી ગર્વ કરવા જેવી વાત કહી શકાય આપણે આગળ જોઈએ તો ગીરમાં પણ ઘણાં બધાં એવા ફરવા લાયક સ્થળો છે તુલસી શ્યામ છે અને તુલસી શ્યામ મંદિરમાં એનું પણ ખૂબ જ મહત્વ છે ત્યાં ઉપર મંદિર છે થોડુંક અને એની આજુબાજુમાં દીવ છે દીવમાં પણ દરિયા કિનારે ફરવા માટે લોકો જતાં હોય છે અને હા આટલા સ્થળો છે કે જયાં લોકો ગુજરાતમાં પણ બહાર જઈને આનંદ માણી શકે છે આ અને ખૂબ જ સારા એવા ધાર્મિક રીતે પણ પરંપરાગત રીતે પણ આપણે ખૂબ જ જાણકારી મેળવી મેળવી શકીએ એવાં સ્થળો પણ છે કે જ્યાંથી આપણને ઘણું બધું જાણવા માટે મળે આપણી આપણો ઇતિહાસ જાણવા માટે મળે એવા પેલેસ એવા મહેલોમાં જઈને આપણને ખબર પડે કે આપણા રાજા મહારાજોનું જીવન કેવું હતું કેવી રીતે રહેતાં હતાં એટલે ગુજરાતમાં ઘણું બધું એવું છે કે જયાં જઈને લોકો આનંદ માણી શકે છે